મેં એમેઝોન પ્લેટફર્મ ઉપર વાદળી રંગના મારા રમતગમતના જૂતાનું ઓર્ડર કર્યું હતું મને એટલા પસંદ આવ્યા કે મેં તરત જ ઓર્ડર આપી દીધી અને અને તે ઓર્ડરને હવે પંદર દિવસ થઈ ગયા છે અને મને કંઈ માહિતી મળી નહીં તો મેં કસ્ટમર કેરથી માહિતી મેળવી અને ત્યાંથી પણ મને કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહીં હવે હું તમને આ છેલ્લી અરજી કરું છું હું તમને બે થી ત્રણ દિવસનો સમય આપું છું કાં તો મારા જૂતા આપી દો નહીં તો મારી રકમ પાછી આપી દો નહીં તો હવે હું છેલ્લો આ કદમ લઈશ કે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં હું એક અરજી આપી દઈશ તમારા માટે તો આ બાબતે મારે જાણકારી આપો